હા મને જે ટ્રેકિંગ કર્યું હતું મેં જે હાઇકિંગ કર્યું હતું એ બે દિવસનું હતું અને એ મેં પહેલીવાર મતલબ મારા જીવનમાં આવું કંઈક અનુભવ કર્યું હતું અને અનુભવ બહુ સારો હતો મજા આવી નવું નવું શીખવા મળ્યું કેવી રીતે એકલા રહેવાય છે એ શીખવા મળ્યું મને નવા દોસ્તો બન્યા નવા દોસ્તો બન્યા અને હું એકચુલી ફસ્ટ ટાઈમ પહેલી વાર એકલો મતલબ ટ્રીપ ઉપર ગયો હતો મારા કોઈ દોસ્ત મારી જોડે હતા નહીં સો હું એકલો હતો અને એ અનુભવ મને ઘણું બધુ એ અનુભવથી મને ઘણું બધુ શીખવા મળ્યું અને તંબુમાં રહેવાનું એ અનુભવ એકચ્યુલી જે ત્યાં રહે ને એને જ ખબર પડે કે આમ આપણને લાગે આપણે બધા ઇંસ્ટા પર રીલ્સ દેખતા હોઈએ તો આપણને લાગે કે યાર બહુ મજા આવશે બહુ મજા આવશે મજા આવે છે બટ આપણને પછી એમ બી થાય કે યાર હવે આ તંબું જાય તો સારું મજા આવે બટ પછી એમ બી થાય કે ના હવે જ ઘરે જવું છે હવે તંબુમાં રહેવામાં મજા નથી આવતી